ગુજરાતી ભાષાનો ઇતિહાસ બહુ જ જૂનો છે ગુજરાતી ભાષાનો ઇતિહાસ વર્ષો વર્ષ પહેલાં થયો હતો ગુજરાતી ભાષા સંસ્કૃત અને પ્રાકૃતિક ભાષાઓ છે ગુજરાતી ભાષાઓમાં મોટા મોટા કવિઓએ કવિતાઓ લખેલી અને શાસ્ત્રો લખ્યાં છે નરસિંહ મહેતા મીરા બાઈ જેવા કવિઓ બની ગયા છે એ લોકોએ ભજન કવિતાઓ લખી છે ગુજરાતી ભાષા ખૂબ સરળ અને સહેલી છે તમે ગમે તે દેશમાં જાઓ કે વિદેશમાં જાઓ ગુજરાતી ભાષાનો ઉપયોગ વધારે પડતો હોય છે કોઇ પણ વ્યક્તિ હશે એને ગુજરાતી ભાષા તો આવડતી જ હશે આમ આપણી ભાષા સંસ્કૃતિક છે પણ વધારે ગુજરાતી ભાષાનો ઉલ્લેખ થાય છે ગુજરાતી ભાષાનો આમ જોવા જઈએ તો અમેરિકા ઓસ્ટ્રેલીયામાં પણ વધારે લોકો જોવા મળે છે